હા કમલેશ સાંભળ ને

અને મેં હમણાં ચેક કર્યું ને ટિકિટ માટે તો મને એમાં છે ને કુપન બતાવે એક ઓફરની હા એમાં એમ બતાવે કે મારી સત્તરસોની જે ટિકિટ છે ને હા એસીની હા એ મને ઓફરમાં છે ને સાંભળ તો ખરા યાર હા એ મને મને છે ને નવસોમાં પડે છે તો એનું છે ને મને થોડુંક ખબર નથી પડતી કે કેવી રીતે કરવાનું ને કેવી રીતે નહીં મેં જોયું

અરે ગાંડા મેં છે ને ખૂબ પ્રયત્ન કર્યા પણ મને છે ને સમજાતું નથી એ કેવી રીતે કરવાનું મેં એક વખત યુટુબ પર પણ વિડીયો જોઈ લીધો પણ મને એ સમજાતું નથી કે કેવી રીતે કરવું એમ અચ્છા એવું છે બરાબર ભલે હા હા એટલે ઓફરમાં એક કોડ તો લખેલો છે હા એ કોડને શું કરવાનું પછી

અને સાંભળને આમાંથી એક એ કોડનું હું તને મોકલી આપું અને તું મને બતાવને કે એમાંથી એક જ ટિકિટ બુક થાય ઓફરમાં હા કેમકે મારી મોટી બહેન ને મારાં જે મમ્મી છે એ બી જોડે આવવાનાં છે અચ્છા એવું છે એમ એટલે ત્રણે ત્રણે ટિકિટ હું આમ કરવા જાઉં તો સત્તરસો તો બધુ મને મોંઘુ પડી જાય આમ તો મને નવસોની પડે ને તો મને થોડું સસ્તું પડી જાય એમ

તો આપણે જેમ ટિકિટ બુક કરતાં હોય એમ જ કરવાની ને પછી એ નાખવાનો કોડ એમ ને હા તો વાંધો નહીં હું એક વખત કરીને જોઉં છું જો મારાથી નહીં થાય ને તો પછી પાછો હું તને ફોન કરીશ અને પૂછીશ ભાઈ હાં તો મને જવાબ મળી જવો જોઈએ હા માવો ખાવા ના જતો રહેતો તું હા ના ભાઈ તું છે ને રાત્રે પછી આઠ વાગ્યા પછી છે ને મારો ફોન નથી ઉપાડતો અમારે અર્જન્ટ કામ હોય મારે શું કરવાનું હા હા હોં હા ભાઈ લઈ લેજે અડધા પૈસા તું લઈ જજે બીજું શું નવસો રૂપિયાની ટિકિટ સો રૂપિયા તું લઈ લેજે કમિશન ટિકિટ કરી આપવાનું બીજું શું

મારી જોડેથી પૈસા લેશે એવું હોતું હશે કંઈ તો તારે ક્યાં તારા પૈસાની ટિકિટ કરાવી દેવી હે તારે તો ખાલી કુપન કોડ લગાવીને આપવો છે મને હા તો વાંધો નહીં તું મને ખાલી હું જોઉં એક વખત કરીને તે કીધું એમ રીતે હું કરીને જોઉં જો નહીં થાય ને તો હું તને ફોન કરીશ તો માવો ખાવા નહીં જતો રહેતો ફોન ઉપાડજે મારો અને મને બતાવજે કેવી રીતે કરવાનું નહીં તો તું જ કરી દેજે ને એક કામ કરજે ને પૈસા હું તને તારા નંબર પર મોકલી આપું હા બાપા તને ફોન કરીશ પહેલાં કયા નંબર પર પૈસા મોકલવાના બરાબર હા તો તું ક્યૂઆર મોકલીને રાખી દે મને હું તને પૈસા મોકલી દઇશ તું મને ખાલી છે ને એ જે મારો ઓફર કોડ છે ને હું તને મોકલીશ તો એનાથી મારી ટીકીટ તું બુક કરી આપજે મને બરાબર હા હા વાંધો નહીં હોં એ ભલે હોં એ હા જયશ્રી કૃષ્ણ